સમાજમાં નાગરિક સુરક્ષા અને શાંતિ જાળવવા માટે ન્યાય પ્રથામાં સુધારો થવો જ જોઈએ આપણો ભારત દેશ એ અતિ વસ્તીની સમસ્યા સાથે ઝૂંઝતો એક દેશ છે જેમાં આટલી બધી વસ્તી હોય તો એમાં ગુનાખોરીનું પ્રમાણ અને ગુનાઓ વધતા જતા હોય છે તો એના માટે આપણે નિયમોને વધુ કડક બનાવી શકીએ અને એથીય વધારે કે પ્રજામાં જાગૃતતા લાવી શકીએ છીએ ક્યાંક કોઈક ગુનો થાય છે તો એ ગુનાને દબાવવા કરતાં કે એ ગુનાની સામે ચૂપ રહેવા કરતાં એ ગુના સામે જો આપણે અવાજ ઉઠાવીએ અને નાગરિકોમાં સૌપ્રથમ તો પોતાની સુરક્ષા માટે જાગૃતતા લાવવી એ વધારે જરૂરી છે આપણા ભારત દેશમાં ન્યાય માટે બધા બધાને સમાન ગણવામાં આવે છે તો એવા સમયે દરેક વ્યક્તિ કે જેની સાથે અન્યાય થયો હોય કે કોઈક ગુનો કરો કર્યો છે તો એ સૌ માટે જો ગામમાં હોય તો સરપંચ સાથે વાત કરી અને એનો ન્યાય મેળવી શકે છે અને જો વધુ ગુને થયો હોય તો શહેરોમાં લોક અદાલત અને નીચલી અદાલત માં પણ મોટા ભાગના ગુનાઓ આપણે રોકી શકીએ છીએ કે એનો હલ મળી શકે છે